મારા મતે સૌથી શક્તિશાળી મારી બાબત હોય તો દુનિયાનું લોકોનું કલ્યાણ ઈચ્છવું બીજાને મદદ કરવી ગરીબોને મદદ કરવી અને તેનું સારું હોવાની કલ્પના કરવી મારી નબળાઈની બાબતની વાત કરવામાં આવે તો હું ખોટું રીતે કોઈ મને ટોર્ચર કરે તો એ સહન ન કરી શકું એ મારી નબળાઈની બાબત છે